મને લખવાનો વિચાર ઘણા પહેલાંથી જ હતો મને લખવાનું ઘણું જ ગમે છે લખવા પાછળ મારો એક જ ભાવ હોય છે કે હું મારા અંદર જે પણ પ્રશ્નો હોય સરકારને લઈને કોઈપણ પ્રશ્ન હોય કે મારા કોઈ ભાવનાઓ હોય કે કોઈપણ સંસ્કૃતિને લઈને કોઈપણ મારી ભાવના યા પ્રશ્ન હોય તો મને તેને કાગળ ઉપર લખવાનું ખૂબ જ ગમે છે અને મને લખવાની યા તો તો વિચારવા વિચાર કરવાની વિચાર કરવાની ટેક્નિક કે વ્યૂહરચના પોતાની મેળે જ આવી છે અને લોકોને હું લખતા જોવ તો મારે પણ લખવાની ઇચ્છા થાય છે કે પોતાની ભાવનાઓને આપણે કાગળ ઉપર કશે ભી લખીયે તો તે આપણા મન પરની ભાવનાઓ સર્જાય છે કાગળ ઉપર અને કાગળ ઉપર પોતાની ભાવનાઓ લખવાથી આપણું મન પણ શાંત થાય છે પછી મને કાગળ ઉપર લખવાનું બહુ ગમતું હોવાના કારણે હું રોજ રોજ જ કશુંને કશું કુદરત વિશે સમાજ વિશે યા તો સમાજને લગતા કોઈપણ પ્રશ્નો હોય તે લખું છું સંસ્કૃતિ આપણા ભારતની સંસ્કૃતિઓ વિશે જે છે તે હું લખું છું અને વિવિધ સંસ્કૃતિઓ વિશે હું વિવિધ વિવિધ વિચારો પણ લખું છું પછી કોઈ સરકાર હોય તેની તેના વિશે કોઈપણ સારા વિચાર હોય તો મેં લખું છું અને ખરાબ વિચાર પણ હોય તો તે પણ હું લખું છું સરકારને લઈને મને કોઈપણ પ્રશ્નો હોય તો તે હું કાગળ પર લખીને એ સરકાર સુધી આ પ્રશ્નો પહોંચે તેની હું તેની હું પ્રયત્ન કરું છું હું મારા ભાવનાઓ જે પણ કોઈને લાગતું હોય કે કોઈ મારા મમ્મી પપ્પાને લઈને મારી ભાવના હોય કે મારા મિત્રોને સાથેનો કોઈ ભાવના હોય કે મારા શાળા કે કોલેજોના કોઈ શિક્ષકને લઈને કોઈ પણ ભાવના હોય તે ભાવનાઓ હું કાગળ ઉપર લખું છું કોઈક વાર હું બર્થ તે જન્મદિવસની શુભકામનાઓ આપવા માટે પણ હું તેમને કાગળ ઉપર લખીને તેમને ખૂબ જ સારું વિસ કરીને સારી રીતે તેમને કાગળ ઉપર લખીને હું તેમને જન્મદિવસ તેમના જન્મદિવસની શુભકામનાઓ આપું છું બીજા ઘણા લોકોને જોઈને મને કાગળ ઉપર લખવાની ટેક્નિક અને વિચારો આવે છે મને કાગળ ઉપર લખવાની જો કોઈ પ્રેરિત કરે છે તો તે મારા શિક્ષક અને મારા માતા પિતા અને મારા મિત્રો પણ છે કારણ કે તેઓને પણ કાગળ ઉપર લખવાથી લખવાનું ખૂબ જ ગમે છે અને કાગળ ઉપર લખવાથી આપણે આપણા મનની બધી જ વસ્તુ બધા જ પ્રશ્નો ભાવનાઓને એક કાગળ ઉપર લખીને આપણે આપણું મનને શાંત કરી લઈએ છીએ